સમય જતાં ગુજરાતી સમાજમાં સરકારની ભૂમિકા વિવિધ રીતે બદલાઈ છે ઓગણીસસો સાઠની સાલમાં હું ગુજરાત રાજ્ય એ બૃહદ મુંબઈ એટલે કે મહારાષ્ટ્રમાંથી છૂટું પડે છે અને સરકારનું નિર્માણ થાય છે ગુજરાતી પ્રજા એ ખૂબ જ સાહસી પ્રજા છે અને મોટેભાગે અહીંની સરકાર અને ગુજરાતી પ્રજા શાંતિથી પોતાનું કામ કરતા હોય છે ખાસ કરીને ઇકોનોમિક્સ અને સુરક્ષાના ક્ષેત્રે સરકારે ખૂબ જ સાથ આપ્યો છે અને ગુજરાતી પ્રજાનાં સન્માન તેનું સાહસ તેનું વગેરે બિરદાવવામાં પણ સરકારનો ખૂબ મોટો હાથ રહેલો છે